મારી નજરમાં ઘણાં બધાં રમતગમત ક્ષેત્રો છે હા ઉદાહરણ તરીકે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે વીર સાવરકર છે અહીં બીજું સરદાર પટેલ સ્ટેડિયમ છે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલને હોય છે ત્યારે પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવે છે અને ક્રાઉડને થોડું કંટ્રોલમાં રે તે માટે ખાસો બંદોબસ્ત હોય છે પોલીસનો ત્યાં હેલ્પલાઇન પણ હોય છે કોઈને ઈજાગ્રસ્ત થઇ જાય કોઈ માણસ તો અકસ્માત થાય તો તેના માટે ડોક્ટર નર્સ બંને હોય છે ત્યાં એકસો આઠની સુવિધા પણ કરવામાં આવી છે ત્યાં આગ લાગે તો ફાયર બ્રિગેડ માટેના પણ ઓપશન હોય છે